રાજકોટ ખાતે આવેલા કોલેજમાં વિવિધ અભ્યાસ ક્ષેત્રોમાં વિવિધ કોર્સ ઉપલબ્ધ છે અહીં કેટલીક મુખ્ય કોલેજો અને તેમના કોસ્મિક માહિતી આપવામાં આવી છે જેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પાઠ્ય બીએ બીકોમ બીએસસી બીએડ એમએ એમકોમ એમએસસી એમબીએ એમસીએ એલએલબી એમટેક પીએચડી અને ઘણી બધી ડિગ્રીઓ કરી શકે છે આ યુનિવર્સિટી દ્વારા વિવિધ ક્ષેત્રમાં ઉપર્યુક્ત કોર્સ સાથે એડવાન્સ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે તૈયારી કરવામાં આવે છે બીટેક સિવિલ કમ્પ્યુટર સાયન્સ અને ઘણી બધી ડિગ્રીઓ પણ થઈ શકે છે વિષયોમાં અભ્યાસ કરવા માટે વધુમાં વધુ શિક્ષણ અને સંશોધન માટે બીજા સ્થાનો પર જવું પડે છે પાઠ્યક્રમ બેચલર ઓફ ફાઈન આર્ટ્સ અગાઉના અભ્યાસ માટે આ કોલેજમાં ફાઈન આર્ટ્સ વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે પરંતુ વિશિષ્ટકલ્સ અભ્યાસ માટે અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં જવું પડે છે લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એ પણ એક મહત્વનું સ્થળ છે જ્યાં ઘણી બધી ડિગ્રીઓ થઈ શકે જેમ કે એલએલબી એલએલએમ અને એમઆઈટી વગેરે